મને કોઈપણ ગુજરાતી લેખક મને મારા ગમતા ગુજરાતી લેખકને જો મળવાની તક મળે તો હું ચોક્કસ કહી શકું કે એમાં હું ધૂમકેતુનું જ નામ લઉં પરંતુ બધી વસ્તુ આપણને ગમતી નથી થતી હોતી કેમકે ધૂમકેતુ અત્યારે આ દુનિયામાં નથી પરંતુ જો મને પહેલાં મને જો ધૂમકેતુ મળ્યા હોત અને મારે તેમને સવાલ પૂછવાની વાત આવી હોત તો મારો પ્રશ્ન તેમના માટે એ જ હોત કે તમને આ લખવાની પ્રેરણા ક્યાંથી મળે છે તમે શું ગમે ત્યારે ગમે તે દૃશ્યો જુઓ છો અને તમે લખી શકો છો કે તમે કાંઇક કોઇની વાત સાંભળો છો અને તમે લખી શકો છો કે તમારી આજુબાજુની દુનિયામાંથી કાંઇ તમે ઓબ્સર્વ કરો છો અને તમે લખો છો બસ મારા માટે આ જ પ્રશ્ન છે